રમતો લોકોને શારીરિક અને માનસિક રીતે ઘણી રીતે ફાળો આપે છે અત્યારે હાલના સમયમાં ઘણી બધી ગેમો અત્યારે આપણે ઇન્ડિયામાં રમાય છે જેમ કે ક્રિકેટ છે હોકી છે ફૂટબોલ છે ટેબલ ટેનિસ છે કબડ્ડી છે ખો ખો છે તેમાં લોકોને શારીરિક રીતે ઘણો લોકો ફાયદો આપે છે જેમ કે ક્રિકેટજ લઈ લો તેમાં ક્રિકેટમાં ઘણા બધા ટેસ્ટ હોય છે જેમ કે યોયો ટેસ્ટ ને એવા બધા તો તેમાં તે લોકોની ફિટનેસ વીસ ખેલાડીઓની ફિટનેસ માપવામાં આવે છે તેમનો સ્કોર આઈ થિન્કમાં મારા ખ્યાલ પ્રમાણે વીસથી વીસ જેટલો હોવો જોઈએ તેમાં તેઓ રનિંગ તેમાં તેમની રનિંગ કરાવે છે રનિંગ કરાવે છે લાંબી કુદ ને એવું બધું ઘણું બધું કરાવે છે તેનાંથી તેમને શારીરિક રીતે ફાયદો આપે છે અને તેઓ ક્રિકેટરો પોતાનો લાંબો સમય પોતાનાં પર્સનલ જિમમાં કાઢે છે જેનાંથી તેમની શારીરિક રીતે ઘણો બધો લાભ મળે છે જેનાંથી તેમને શરીરે તેમને સારું સારું તેનું શરીર પણ તંદુરસ્ત રહે છે આ તેઓ ખાઈ તે આ રીતનાં ટેસ્ટમાં ટેસ્ટમાં સારી રીતે પરફોર્મ કરવાં માટે જિમમાં વધારે સમય કાઢે છે તેથી તેઓ હેલ્દી અને જે સ્વાદિષ્ટ ભોજન હોય તથા અને જે સ્વાસ્થ્ય માટે સારું હોય તે વધારે ખાય છે તેનાંથી તેને શારીરિક ફાયદો વધારે મળે છે તે રીતનાં તેઓ શારીરિક તો જ કરી લે તે લોકો પછી માનસિક તેઓ ત્યારે જે આ પોત પોતાનો જે ડેલી રૂટિન બનાવી નાખે છે ડેલી રૂટિનમાં તેઓ જે જો માણસ પોતાનું ડેલી રૂટિન પ્રમાણે ચાલે તો તે માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ રહે જો તે પોતાનાં ડેલી રૂટિન પ્રમાણે ચાલે તો તેનાંથી આપણે એ કહી શકીએ કે શારીરિક થી માણસને ઘણો બધો શારીરિક ફાયદો રમતથી ઘણો થાય છે એ રીતનાં આપણે જોઈ શકીએ કે આપણે અત્યારે હાલનાં ખેલાડીઓ જેમ કે વિરાટ કોહલી કેએલ રાહુલ એ બધાં ઘણાં લોકો છે તે આપણે જોઈ શકીએ છીએ કે તેઓ અત્યારે પોતાનો સમય વધારે જિમમાં કાઢે છે રેડી જિમમાં કાઢે છે અને તેઓ પોતે આમ કઈંક પોતાનાં ફેમેલી સાથે પણ રહે છે તેઓ બંને સાઈડ ઇકવલ છે તેનાંથી તે આપણે જોઈ શકીએ છીએ શારીરિક રીતે જો તે રીતે ફિટ હોય તો તે કેવું અત્યારે પરફોર્મન્સ કરી રહ્યાં છે તે પોતાનાં ટેસ્ટ સિરીઝમાં ઈન્ડિયા વન ડે સિરીઝમાં ટી ટવેન્ટી સિરીઝમાં અને હમણાં જ આપણે ઈન્ડિયા ટી ટવેન્ટી વલ્ડ કપ જીત્યાં જો તેઓ માનસિક અને શારીરિક રીતે ફાયદો જ જે સ્વસ્થ હશે તો જ તેઓ અત્યારે સારું એવું પરિણામ લાવી શકે એમ છે એ રીતનાં આપણે કહી શકીએ છે કે જો તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશો તો તમે કંઇ પણ પ્રાપ્ત કરી શકો છો જો તમે લક્ષ્ય ધારો તો એ રીતનાં એમ તો આપણે એમાં માનસિક પણ એ રીતનાં છે જો તમે માનસિક સ્વાસ્થ્ય નહીં હોય તો તમે સારું તમે રમત ગમતમાં પરફોર્મન્સ પણ નહીં આપી શકો જેવું તમે માનસિક રીતે સ્વસ્થ હશો એવું પરફોર્મન્સ એવું અસ્વસ્થ હશો તો નહીં આપી શકશો તો તો બંને માટે